સ્વીગીમાંથી વાત કરો છો હા મેં અત્યારે પીઝા ઓર્ડર કરેલા છે પણ મારે એ કેન્સલ કરવા છે જો તમારા પીઝા ડિલેવરી બોય લેવા ન ગયો હોય તો તમે તે કેન્સલ કરી શકો છો ના મારે અત્યારે જરૂર નથી કેન્સલ થઈ શકતા હોય તો તમે કરી દો ને એક્ચુલી મારે બહાર જવાનું થયું છે તો હું તે ડિલેવરી લઈ શકું એવું નથી એટલે તમારે કેન્સલ થઈ શકતા હોય જો તમારા ડિલેવરી બોય ન ગયો હોય લેવા તો તમે એ પીઝા કેન્સલ કરી દો હા તો મને રિફંડ મળી જશે ને સારું વાંધો નહીં હા સારું